આપણા ભવિષ્યમાં પેઢી દર પેઢી આપણા જે કૃષિ લોકો છે ને તેમાં શું છે કે વધારેમાં વધારે તો ખેતી બચાવવી જોઈએ એમાં વધારે તો પાણી પાણીનો બી આપણે બચાવ કરવો જોઈએ જમીન બચાવીશું તો આપણે ખેતી કરી શકું તો આપણે જીવશું કેમ કે આપણે પહેલાં ખેતીનો સદુપયોગ એટલે કે તેમાં કોઈ વાર વરસાદ ના પડે તો પછી એ દુષ્કાળ પડે તો ખેતી આપણી જમીન બગડે છે કોઈ વાર જવાળામુખી ફૂટે તો એના થી આપણું ફળદ્રુપ જમીન બને છે કોઈ વાર તો આપણા વૃક્ષો કાપવાથી આપણી જમીન ખરાબ થાય છે એટલે પહેલાં તો વૃક્ષો વધારે વાવવા જોઈએ જેથી આપણે જમીનને બચાવી શકીશું વધારે પડતાં વૃક્ષો કાપવાથી આપણી જમીન ખરાબ થવા લાગી છે અને પછી વધુ વૃક્ષો કાપવાથી તો આપણો વરસાદ બી નહીં આવતો વધારે વૃક્ષો કાપવાથી આપણને પૂરતો ઓક્સિજન પણ નથી મળતો વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ આપણે તેથી જમીને પાણી એ બધાને બચાવી શકશું તો ખેતી આપણે બચાવી હોય તો આપણે તેમાં તો પૂરતા પ્રમાણમાં ઓર્ગેનિક ખેતી રાસાયણિક ખેતી પછી સિંચાઈ પદ્ધતિઓ પછી આપણે એમાં સિંચાઈ ફુરા ફુવારા પદ્ધતિ ગ્રીનહાઉસ અસર બધી રીતે આપણે ખેતી કરી શકીએ છીએ વધારે સારું તો આપણે ફુવારા પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ બધી આ રીતે આપણે કરી શકીએ છીએ એમાંથી ફુવારા પદ્ધતિ કે જેમાં મહે છોડ રોપી દેવાના હોય છે અને આપણે થોડીક દૂર દૂર ફુવારા ગોઠવી દેવાના હોય છે અને ફુવારા ગોઠવીને પછી ફુવારા ચાલુ કરી દેવાના હોય તો બધા પાણીમાં આપણે જોઈએ તો પાણી બધી જગ્યાએ થોડું થોડું બધા આપણે આખા છોડમાં પહોંચી જાય છે થોડું પાણી હોય તે બી આપણે ફુવારા સિંચાઈ પદ્ધતિથી આખું પાણી બધા મોલ્સ જમીનની મૂળ સાથે એટલે કે ખોડના મૂળ છે સાથે આપણે જઈ શકીએ છીએ એટલે આપણું છોડ પણ સાચવાય એને વધારે પાણીમાંથી બગડી ના જાય અને અગાસી પણ કાં તો કોઈ બી જગ્યાએ આપણે ઓછી જમીન હોય તેમાં બી આપણે છોડ શાકભાજી બધું ઉગાવી શકીએ છીએ આપણને ખાલી રીત ખબર હોવી જોઈએ કે આ ખેતી આટલા જમીનમાં કેવી રીતે થઈ શકે આ બધી સિંચાઈઓ અને એ બધી આપણે જમીનને બચાવા માટે જ છે ને બાકી ટપક સિંચાઈ પદ્ધતિ એમાં ભી પાણી છોડને મૂળ તો પ્રમાણમાં મળે છે અને બધા એમ આપણે જે ખેતી કરી છે તેનાથી સારી એમાં બી આવક મળે છે ફુવારા પદ્ધતિ પણ સારી છે અને હાઇબ્રિડ ગ્રીનહાઉસ પદ્ધતિ પણ સારી છે કે જેમાં છોડ હોય તેને આજુબાજુ ગ્રીન જાળી લગાવામાં આવે છે સૂર્યપ્રકાશથી તેને બચાવામાં આવે છે અને પૂરતા પ્રમાણે સૂર્યપ્રકાશ થાય છે પણ તેમાં એ વધારે તડકામાં હોય તો પછી વનસ્પતિ બી ખરાબ થાય છે તેથી આપણે એને ગ્રીનહાઉસ પદ્ધતિ ગ્રીન ઉપર ગ્રીન એના પર પડદો લગાવી દેવામાં આવે છે પછી આપણે વનસ્પતિ એટલે કે છોડ હોય તેમને સારું પોષણ મળે છે અને પાણી અને બધું ખાતર એ બધું નાખતા જઈએ છીએ અને તેમાં વધારે વધારે ખાતર તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જે આપણે ખેતર આપણા દોડ ડાંખર હોય તેમનો જે કચરો નાખીએ છીએ તેમાં છાણાને બધું એને બરાબર સડવા દેવાનો હોય અને તેમાંથી આપણે જે ખાતર બનેને એ આપણા જમીનમાં નાખીએ તો આપણું ફળદ્રુપ બી રહે છે અને ખેતરમાં સારી આવક પણ આવે છે એટલે આપણે જે હોય તે આખી બધી આ જે પોટેશિયમ હેમાદિમીલ યુરિયા ખાતર બધું એનો જે ઉપયોગ કરીએ છીએ ને તેમાંથી તાપમાને જ્યારે હોય ત્યારે આપણના છોડને આપણી જમીનને નુકસાન જ થતું હોય છે એટલે આપણે જાણે આપણું જાતે બનાવીએ ખાતર અળસિયાનું ખાતર સેંદ્રિય ખાતર પછી રસાયણમાં રાસાયણિક ખાતર એટલે કે આપણે ઘરે બનાવેલું હોય તેવું સેંદ્રિય ખાતરને બધું આપણે ઉપયોગ કરીએ તો આપણી ખેતી પણ સારી રહે છે અને આપણને બહુ ફાયદો થાય છે પણ તે ખેતીને ફાયદો થાય છે શાકભાજી બી અંદર આપણે જે હવે આપણે આપણે કેમિકલવાળી આખી બધી ખાતરો નાખીએ તેમાં તો આખી બધી આપણી જે શાકભાજીથી માંડીને બધું હોય તે બધું ખાતરવાળું હોય છે જે આપણા શરીરમાં જાય તો આપણું બધું કેમિકલના લીધે આપણને વધી બીમારી થાય છે એટલે આપણે બધી રીતે આપણું જમીનને બી બચાવવી જોઈએ અને ખેતીવાડીમાં સેંદ્રિય ખાતર ને ઘરે બનાવેલું રાસણિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ